મેં ગેમ્સ રમવાની શરૂઆત કરી ત્યારથી ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા ફેરફાર આવ્યા છે જેમકે હું જ્યારે નાનો હતો ત્યારથી લઈને અત્યાર સુધી મેં મોટા ભાગે બધી જ બહાર ખુલ્લા મેદાનમાં અને ખુલ્લી જગ્યાએ મેં બધી ગેમ્સ રમેલી છે એમાં ઘણી બધી ગેમ્સ હતી કે જેમાં લખોટી છે ગીલીડન્ડા છે ક્રિકેટ છે બેડમિન્ટન છે ઘણી બધી ગેમો રમેલી છે અને અત્યારના જનરેશનમાં જોઈએ તો મોટા ભાગની ગેમ્સ હવે બાળકો અને અમે પોતે પણ સ્ક્રીન ઉપર રમવાનું વધારે પસંદ કરીએ છીએ કારણ કે તે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બહુ ઘણા સારા આપે છે તો એના માટે થઈને ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફેરફાર આવ્યો છે કે લોકો ઓનલાઈન ગેમ્સ વધારે રમતા થયા છે કે જે પહેલાં બહાર જઈને તેમના મિત્રો સાથે રમતા એના કરતાં અત્યારે ઘણા બધા ઘરે રહીને અને આખી દુનિયા સાથે અનુકૂળ થઈને ભેગા મળીને રમી શકે તેવી રમતો રમતા હોય છે